સ્વાસ્થ્યની જાળવણી માટે અત્યારે ભોજનનું તમારું પ્રોપર હોવું એનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે એનાં માટે અને સ આપણું ગુજરાતી ભોજન એ સૌથી બેસ્ટ છે રોટલી દાળ વિવિધ જાતનાં શાક કચુંબર અથાણાં ભાત અને છાશ છાશ વગર તો ગુજરાતીઓનો પાટલો જ ન પડે એટલે રાત્રિનાં ભોજનમાં હળવું બનાવવાનું જેમકે ખીચડી કઢી પુડલા તો એ બેસ્ટ હોય છે એટલે સવારે આખેઆખું ભોજન અને રાત્રે દૂધ ખીચડી અને દહીં ખીચડી